હા ભાનુબેન કેમ છો બસ શું કરો છો બસ ફાઇન અમે પણ અરે વાહ તો કઈ સિરિયલ જુઓ છો અત્યારે અરે વાહ બહુ સરસ સિરિયલ છે મેં પણ ગઈકાલ એપિસોડ જોયો તમે ગઈકાલનો એપિસોડ જોયો અચ્છા ના એમાં એ જ પેલો અનોખી ને અભયની આખી વાત ચાલે છે ને બસ તો એ સરસ મજાનો એનો એપિસોડ રહ્યો હતો એમાં મસ્ત સસ્પેન્સ છે હવે જોઈએ હા એની અંદર કેવું કે આપણે અહીંયા જે આપણા શું કહેવાય નજીકના ગામમાં શૂટિંગ બી ચાલે છે ને એનું હા તો અમે તો એકવાર શૂટિંગ પણ જોવા ગયા હતા

હા એટલે અનોખીને જોવા પણ મળી અમને હા હા હા હા એમાં પેલો અભય આવવાનો છે તો જોઈએ આવશે કે નહીં આવશે કાલે સસ્પેન્સ થઇ ગયું હતું હજી થોડુંક બાકી છે એમાં કે અભયની એન્ટ્રી કેવી રીતે આવશે અંદર સિરિયલ્સમાં એ મેઈન જોવાની છે

હા એ તો પછી તમારા ફોનમાં પેલી જિઓ એપ્લિકેશન આવે એમાં બી આવે ને મારું મન મોહી લઇ ગયું તો એમાં તમારે જોઈ લેવાનું જીઓ આવે ફોનમાં ફોનમાં જીઓ એપ્લિકેશન્સ એપ ડાઉનલોડ કરજો અને એમાં મારું મન મોહી મારું મન મોહી ગયું એ આખું તમે સિરિયલનું નામ લખજો તો એ તમને જે એપિસોડ તમે મિસ કરી ગયા હોય ને એ જો જોયા ના હોય ને એ તમને અંદર જોવા મળી જાય

એટલે હવે તો ગુજરાતી સિરિયલમાં બી એવું પછી આ બીજું બી પેલું સિરિયલ છે ને રંગાઈ જા ને રંગમાં એના પછીનું એ અલગ છે એ થોડુક યંગ જનરેશન અને પેલું ગામનું બતાવ્યું છે

હા તો કંઈ નહીં આમાં હું તો છે ને રહી જાય ને જોવાનું તો ફોનમાં જ જોઈ લઉં પછી પહેલાં જીઓ એપ્લિકેશનમાં જઈને તમારે ડાઉનલોડ કરી લેજો ને તમે એમાં તો પેલા ચાર્જ ને એવું બી કંઈ નથી તો સારું છે જોવાનું મજા આવે કલર્સ ગુજરાતીની ચાલે કોઈ વાર તો અમે એમાં જોઈ લઇએ

સારું ચાલો તો કંઈ નહીં તમે જુઓ સિરિયલ હેં ને પછી આપણે મળીએ જલ્દી હા હા ચાલો સારું હા